તણાવની ઘટાડા રમતોમાં ભાગ લેતી વખતે શરીર એન્ડ્રોફિન જેવા ફીલ ગુડ હોર્મોન છોડે છે જે તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે ફિઝિકલ એક્ટિવિટી પણ કેસ રિલિસ અને સારું માનસિક આરોગ્ય પૂરું પાડે છે સામાજિક જોડાણ ટીમ ગેમ્સ અને ગ્રુપ એક્ટિવિટીઝ મનોરંજનની સાથે સાથે સામાજિક જોડાણો વધાર વધારવામાં મદદ કરે છે મિત્રો સાથે મળીને રમવું એ સકારાત્મક સામાજિક ઇન્ટર કનેક્શનને પ્રોત્સાહિત કરે છે જે તણાવને હલકું કરે છે દ્રષ્ટિનું મગજને ઠંડી ઠંડુ બનાવો ઠંડુ બનાવવું રમતો એ દૈનિક જીવનની ચિંતાઓમાંથી વિમુક્તિ આપે છે તેમજ લોકોને લોકોના મનને એક ગેમ અથવા સ્પોર્ટ્સ પર કેન્દ્રિત કરવા મદદ કરે છે આ રીતે તે માનસિક શાંતિ અને તણાવ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે સ્વસંતુલન અને મનોરંજન રમતો મનોરંજન પૂરું પાડે છે જે વ્યક્તિ મનોરંજન અને આનંદનો અનુભવ કરે છે આ મનોરંજન આનંદ અને માનસિક સુખાકારીને વધુ મ મજબૂત બનાવે છે અને તણાવથી મુક્તિ આપે છે લક્ષ્ય અને સિદ્ધિ રમતો વ્યક્તિને લક્ષ્ય સ્થાપિત કરવા અને સિદ્ધિ મેળવવા માટે પ્રેરણા આપે છે સિદ્ધિની લાગણી આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે અને જીવનમાં અન્ય ક્ષેત્રોમાં તણાવને ઘટાડવા માંટે મદદરૂપ બને છે આ રીતે રમત લોકો માટે તણાવ ઓછો કરવાનો અને મનોરંજન પૂરો પાડવાનો એક ઉત્તમ માધ્યમ છે